નમસ્તે બેન આવો આવો એકમદ મજામાં બોલો બોલો અમારા બૅન્કમાં તમારું વેલકમ છે બોલો શું હતું શું સેવા કરી શકું આપની બરાબર હવે તમારે કરંટ અકાઉન્ટ ખોલાવવું છે કે સેવિંગ્સ બરાબર એટલે મતલબ કોઇ બિઝનસ માટે છે તમારી ફર્મ છે કે તમારું પર્સનલ ખોલાવવાનું છે બરાબર અને હવે તમારી લ એક લિમિટ કેટલી હશે મંથલી ટ્રાન્ઝેક્શન જાણી શકું તમારું કે પછી યરલી બરાબર ઠીક છે કંઈ વાંધો નથી તો તમારું આ આપણી બેન્કમાં કોઇ પહેલાં અકાઉન્ટ હતું કે ઓકે તો તમને હજી સુધી લાઇક અમારા બેન્કના જે બી મતલબ ડિટેલ્સ છે એ નહીં ખબર હોય તો સૌથી પહેલાં તો આપણી બેંક છે ને ખૂબ સારી સર્વિસ આપે છે મેડમ અને જે આપણાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટેનાં ક્રેડિટ કાર્ડ માટેના ને ડેબિટ કાર્ડ જેના હો જે હોય છે એ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ આપણે આપીએ છીએ આપણે લાઇક કોઇ વધારે પડતાં એકસ્ટ્રા હીડન ચાર્જીસ નથી લેતા બરાબર એટલે આપણી બેંક અત્યારે વન ઓફ ધ બેસ્ટ બેંકમાં કાઉન્ટિંગ થાય છે એમ અને બીજી જે વાત કરું કે અ તમે જ્યારે પણ લાઇક તમારે પૈસા ઉપાડવાનું હોય કે તમારે કોઇ પ્રકારનું લાઇક ચેકમાંથી ચેક હોય કે ચેકમાંથી પૈસા ઉપાડવાના હોય કે બીજી એક્સ વાય ઝેડ કોઇપણ પ્રકારનું જ્યારે બેંકનું કામ હશે તમારે બેન્કિંગ રિલેટેડ તો ત્યારે તમારે કોઇ દિવસ લાઇનમાં ઉભું નહીં રહેવું પડે આ અમારી એક બેંકની પોલિસી છે બરોબર એટલે આ બેંક ખૂબ સારી છે તમારા માટે અને જો તમે આ બેંકમાં અકાઉન્ટ ઓપન કરશો તો તમે ઝીરો રુપીઝ પણ મિનિમમ બેલેન્સ રાખી શકશો આ જ આપણે જોઇએ કે બધી બધી બેન્કોમાં લાઇક બે હજાર પાંચ હજાર એવા મિનિમમ બેલેન્સ થઇ ગયાં છે પણ આપણી બેંક છે ને ઝીરો રુપીઝમાં પણ રાખે છે બરાબર તો તમારે મતલબ રેડી છો તમારે ખોલાવવાનું જ છે ફાઇનલી તો તમારી કોઇ ડિમાન્ડ ખરી એટલે કાંઇ વિચાર્યું હોય કે ભાી આ પ્રકારનું હોવું જ જોઇએ તો તમે કહી દો તો અમુક એવું કશું છે નહીં ને બરાબર તો બોલો બીજો કોઇ પ્રશ્ન હોય તો જે ત ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારું આધાર કાર્ડ જોઇશે પાન કાર્ડ જોઇશે તમારા બે ફોટોગ્રાફ્સ જોઇશે પછી તમારું એક ફોર્મ જે આપું છું એ ફોર્મ તમે ફિલ અપ કરી દેજો અને એમાં જે બીજા છે ને આ લાઇક તમારા રાશન કાર્ડનું ને પછી તમારું એડ્રેસ પરમનન્ટ એડ્રેસ લખવાનું હશે ને એ બધી ડિટેલ્સ એમાં જે પ્રમાણે હશે એ પ્રમાણે તમે આપી દેજો બરાબર છે અને સાથે સાથે જી જી જી જી હાર્ડ કોપી જોઇશે આ બધી જ બરાબર અને જો જો તમારે છે ને તમારા સાથે લાઇક કોઈ જોઇન્ટમાં રાખવું છે અકાઉન્ટમાં જોઇન્ટ અકાઉન્ટ જોઇન્ટ નથી રાખવું તો લાઇક નોમિની તો કોઇ જોઇન્ટ કરવા જ પડશે આપણે એમાં બરાબર તો નોમિની જે જેનું બી નોમિનેશનમાં નામ રાખવાનું નોમિનીમાં નામ રાખવાનું હોય તમારે એમનું તમે એક છે ને ફોટોગ્રાફ એમનો પણ સાથે લઇ આવજો અને એમની સિગ્નેચર પણ જોઇશે બરાબર જો અત્યારે તમે લઈ આવ્યાં હોય તો અત્યારે જ આપણે પ્રોસેસ કરી દઇએ અમારી બેંક તો સાંજે સાડા પાંચ છ વાગ્યા સુધી આપણે હોઇએ છીએ બરાબર તો આજે આજે આપણે પ્રોસેસ કરાવી દઇએ તો કાલે તમારું અકાઉન્ટ છે ને એ લાઇવ થઈ જાય બરાબર તો પછી તમે પછી આવો બરાબર અત્યારે એવું હોય તો ડોક્યુમેન્ટ્સ લાવ્યાં ન હોય તો તમે બીજા ડોક્યુમેન્ટ્સ લઇ અને તમે આવી જજો બરાબર તમારું અકાઉન્ટ ખૂલી જશે બેન ઓકે ચાલો ધન્યવાદ થેન્ક યુ સો મચ